નમસ્તે મારું નામ કાર્તિક પઢીયાર છે મારી પસંદગીનાં પ્રોડક્ટ્સ છે યુએસ પોલો ટી શર્ટ એ પ્રોડક્ટ બહુ જ સારી છે તથા તેને સામાન્ય માણસ પણ તેને ખરીદી શકે છે અને તે પહેરવામાં પણ કમ્ફર્ટેબલ હોય છે આજના સમયમાં આ પ્રોડક્ટ ખૂબ જ ઉપયોગમાં લેવાય છે આજની યુવા પેઢી આ પ્રોડક્ટનું ખૂબ જ ઉપયોગ કરે છે ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં આ પ્રોડક્ટ ખૂબ જ પ્રખ્યાત છે આ પ્રોડક્ટ દ્વારા ઘણા બધાં દેશોમાં ખૂબ જ નામના મેળવવામાં આવી છે આપણા ભારત દેશની યુવા પેઢીના મનમાં આ પ્રોડક્ટ રાજ કરે છે તેથી આપણે કહી શકીએ કે આ પ્રોડક્ટ આપણા દેશની ખૂબ જ પ્રિય પ્રોડક્ટ છે કારણ કે આજની યુવા પેઢી આ પ્રોડક્ટ સાથે બહુ જ સંકળાયેલી છે આ પ્રોડક્ટની કિંમત એટલી હોય છે કે સામાન્ય વ્યક્તિ પણ તે પ્રોડક્ટ ખરીદી શકે છે તથા તેનો ઉપયોગ કરી શકે છે અમુક સમયે આ પ્રોડક્ટની માગ એટલી વધી જાય છે કે તેનું પ્રી બુકિંગ કરવામાં આવે છે અને જયારે કોઈ તહેવાર આવે ત્યારે આ પ્રોડક્ટમાં ખૂબ જ વધે છે જેવા કે દિવાળી ઉત્તરાયણ ઈદ નાતાલ બેસતું વર્ષ વગેરે જેવા તહેવારોના દિવસે આ પ્રોડક્ટની માગમાં ખૂબ જ વધારો જોવા મળે છે તે પરથી એવું કહી શકાય છે કે આ પ્રોડક્ટ એ આપણા દેશના જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના લોકોને ખૂબ જ પ્રિય છે અથવા તો એવું કહી શકાય કે આ એક પ્રકારની માણસોની જરૂરિયાત છે તેવું પણ કહી શકાય છે આ પ્રોડક્ટનું સિમ્બૉલ એ પોલો ગેમ પરથી લેવામાં આવ્યો છે અને જે યુ એસ એમાં ખૂબ જ પ્રખ્યાત છે જે પરથી આપણે એવું કહી શકીએ કે આ પ્રોડક્ટનું નામ યુ ઍસ પોલો પોલો ગેમ પરથી જ રાખવામાં આવ્યું છે